હમણાં મોરબીની અંદર મચ્છુ ડૅમ આવેલો છે એ ડૅમની ઉપર એક રાજાશાહી બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા બનાવેલો લોખંડનો ઝુલતો પુલ છે એ ઘણાં બધાં લોકો પુલ ઉપર એકત્રિત થયાં હોવાનાં કારણે ટુટી ગયો હતો અને આ પુલ તૂટતાંની સાથે જ એમાં એકસોને પીસ્તાળીસ લોકોનાં મૃત્યુ થયાં હતાં તો સરકાર દ્વારા આવાં જે જૂનાં સ્મારકો છે એવાં મારો સ્મારકોની વારંવાર એને રિપેરિંગ કરવાં જોઈએ તેમજ એની સાર સંભાળ રાખવી જોઈએ એટલે તેથી જેથી કરીને લોકોને કોઈ આવા અકસ્માતનો સામનો ના કરવો પડે